હેલો સ્વીગી શોપ અરે યાર તમારું ડિલિવરી પાટર્નર કેમ ફોન ઉપાડતો નથી મારે મોડું થાય છે એક બાજું ભૂખ લાગી છે ઘરે મેહમાનો આવ્યા છે પરંતુ તમારો ડિલિવરી બોય ફોન કેમ ઉપાડતો નથી શું તમારી કસ્ટમર કેર આવી જ છે શું તમારા પાર્ટનરે મારો ફોન ના ઉપાડવો જોઈએ કૃપા કરીને જલ્દીથી તમે તમારા પાર્ટનરનો કોન્ટેક કરો અને કહો કે મારો ફોન તે ઉપાડે નહીં તો પછી જોવા જેવું થશે